જી હા બિલકુલ શેર કરી શકું હું ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ફરેલી છું અને મને કોઈ પણ શહેર કરતાં ગામડામાં જવું જે તે જગ્યાએ તેનાં ગામડામાં જવું ત્યાં લોકો સાથે રહેવું એમની સાથે વાતચીતો કરવી આ મારો મનગમતો વિષય છે જેના ખાસ તેના જ માટે થઈને હું તો પ્રવાસ કરું છું તો હું શરું કરું મારી સૌથી પહેલી પ્રવાસ યાત્રાથી જ્યાં હું સોમનાથ ગયેલી અને સોમનાથ મેં ત્યાંના સ્થાનિક રહેવાસી જે છે તેમની સાથે ફરવાનું નક્કી કરેલું તેમણે મને બધી જ જગ્યાઓ વિષે સમજાવ્યું અને બતાવ્યું જેમકે ભાલકા તિર્થ જ્યાં કૃષ્ણ ભગવાનને તીર વાગ્યું હતું ત્રિવેણી સંગમ જ્યાં તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો સાથે સાથે બાર જ્યોતિર્લિંગમાંનું એક તેવાં સોમનાથ મંદિરનાં પણ એમણે મને દર્શન કરાવ્યાં તેમણે મને તેનો ઇતિહાસ કહ્યો કે કેવી રીતે મોહમ્મદ ગઝની એ તે શિવલિંગ પર પ્રહાર કરી તેને ખંડિત કરી હતી અને તે એક સમયે સમગ્ર સોનાનું હતું અને આજે તેની પાસે અવશેષો માત્ર વસ્તુઓ બચી છે સમુદ્રના કિનારે આવેલું બાર જ્યોતિર્લિંગગમાંનું એક સોમનાથ મંદિર તેમના માટે એમના ઘર કરતાં એમના પરિવાર કરતાં પણ ક્યારેક વિશેષ છે કે જ્યારે પણ તેનાં ઉપર કંઈક આવી બને તો હંમેશા ત્યાં તેને બચાવા માટે કે એની દરેક સેવા માટે તે તત્પર હોય છે સાથે સાથે તે લોકોએ મને ત્યાંની નદી જેમકે ત્રિવેણી સંગમની જે મેં વાત કરી ત્યાં એ લોકોએ મને એનાં વિષે પણ બતાવ્યું કે ત્યાં કઈ રીતે ત્રણ નદીઓ ભેગી થાય છે જેમાંની સરસ્વતી કૃષ્ણા અને એક કાવેરી આ ત્રણેય નદી નો સંગમ જે છે એ પણ એમણે મને બતાવ્યો સમગ્ર સોમનાથ દરિયાના ફરતે બાર જ્યોતિર્લિંગ આવેલી છે જે વાતની મને જરા પણ જાણ નહોતી એ પણ એમણે બતાવ્યું જેમાં એક છે બાળગંગા જ્યાંથી કૃષ્ણ ભગવાનને પારઘીએ તીર માર્યું હતું એ પણ એમણે મને બતાવ્યું સાથે સાથે ત્યાંથી સોમનાથની શું ચીજ વસ્તુઓ બહુ જ લોકપ્રિય છે વખણાય છે એ પણ એમણે બતાવ્યું મને ત્યાંથી એમણે મને એક સારી એવી શિવલિંગ પણ ગોતી આપી જે હું ઘરે લઈ ગઈ અને એમની સાથેનો મારો આ સફર આ મુલાકાત ખૂબ જ યાદગાર રહી સોમનાથથી અમે જુનાગઢ આવ્યાં જ્યાં મને ખૂબ જ મજા આવી કે જ્યાં ગીરમાં જે ભરવાડનો નેસડો હોય છે જે કહેવાય ત્યાં મેં નક્કી કર્યું હતું કે હું ત્યાં જઈને રહીશ અને હું ત્યાં રહી એક જ એકદમ ગામઠી જીવન અને આજ પણ આટલી આધુનિક દુનિયામાં આજે પણ એકદમ એટલી જ સાદાઈથી અને એટલી સરળતાથી રહેવાવાળાં લોકો સાથે રહીને મને ખૂબ જ મજા આવી તે લોકોની વાતચીત હંમેશા દિવસની દિનચર્યા અને આસપાસ જ હોય અને છતાં પણ એ વાતચીત દરમિયાન તમને કંઈક નવું શીખવા ન મળે એવું તો બને જ નહીં તેમનું ભોજનથી લઈને તેમનો રહેવાસ તેમની રહેણી કેહણી તેમનું બોલવું બધું જ સરળ છે એમના માટે બસ એમનું દિવસની બધી કાર્ય વિધિ અને તેમનું તેમનાં પશુઓ ને એમનાં પક્ષીઓ એમને વ્હાલાં એવા પણ નજારો એવા પણ નજારા મેં જોયેલા છે કે જેમાં એ લોકો પાણી ભરીને સિંહ માટે મૂકે છે અને સિંહ પાણી પીવા આવે છે પણ ખરા તે લોકો પશુઓને પોતાના દીકરાની જેમ જ સાચવે છે એની સાથે એવી જ રીતે રહે છે ભાવેશભાઈ કરીને એક ખૂબ જ સારા વ્યક્તિને હું ત્યાં મળી છું કે જે મૂળરૂપે મૂળ વતને એમનું ભીલખા હતું તેમણે મને ભીલખા વિષે પણ જણાવ્યું અને એમણે મને કહ્યું છે કે હવે જ્યારે પણ હું ભીલખા આવું ત્યારે હું એમને મળું ભીલખામાં કુમાર ચેલૈયાની સમાધિ વિષે એમણે ઘણું બધું જણાવ્યું જેણે મારી આતુરતા વધારી છે કે હું ભીલખા બને એટલું જલ્દી જઈને તેમણે મળી શકું તો હા સ્થાનિક રહેવાસીઓ સાથે રહેવું અને એમની સાથે વાત ચીત કરવી ખાસ કરીને એ જગ્યાની કે જેને દુનિયાભરથી લોકો જોવા કે માણવા આવે છે એ એક બહુ જ અલગ અનુભવ છે છે શબ્દોમાં જેટલો ઢાળવી શકાય એટલો મેં ઠાલવ્યો છે બાકી તો શું કહું કે હા એની સાથે સાથે સાપુતારા પણ એવું જ એક સારું એવું કહી શકાય કે સ્થળ છે ફરવા લાયક જ્યાંના સ્થાનિક લોકોની જે બોલી છે કંઈક હદ પણે મરાઠી જે છે એ ભેળવાઈ જાય છે તો જો તમને એક કરતાં વધારે ભાષા આવડતી હોય તો તે સમજવામાં તમને

તમને સ્વાગત કરવાની રીત છે એ બહુ જ વખાણવાલાયક છે ત્રણે પણ જગ્યાની જ્યાં જ્યાં પણ હું ગઈ છું હું તો કહીશ ગુજરાતમાં તમે ગમે ત્યાં જાઓ જે સૌરાષ્ટ્રની આગતા સ્વાગતાની રીત છે ને એ તમને બીજે ક્યાંય જોવા ના મળે એટલે મારો અનુભવ ઘણો જ સારો રહ્યો છે